મને લાગે છે કે યુવા પેઢી કરતાં જૂની પેઢીમાં લોકો ઘણા ધાર્મિક હતા નાસ્તિક હતા ને રોજ રેગ્યુલર સવાર સાંજ બંને ટાઈમ મંદિરે તેઓ જતાં દર્શન કરવા જતાં આજુબાજુ વાળાને પણ એ લોકો મંદિરે લઈ જતાં અંધશ્રદ્ધા બિલકુલ હતી નહીં અત્યારે કળયુગ ચાલે છે અત્યારે એવું છે કે લોકોને ધાર્મિક તરફ બિલકુલ જ વળ્યા નથી અને દૂર દૂર ભાગે છે એનું કારણ છે કોમ્પ્યુટર યુગ આવી ગયો લોકો પાસે ટાઈમ નથી મંદિરે જવાનો દર્શન કરવા જવાનો અંધશ્રદ્ધા છે કે જે માનો તે એટલે ધાર્મિકતા ઘણી ઓછી થઈ ગઈ છે આવા લોકોને મારું માનવું છે કે અત્યારે ભગવાન સિવાય આપણું કોઈ છે નહીં નાના બાળકોને પણ ઘરની અંદર આના વિશે આપણે થોડાંક સંસ્કાર આપવા જોઈએ બરાબર છે તો ના ના એવી ઉગતી પેઢીને પણ ખ્યાલ આવે કે આપણા ઘરની અંદર આ ભગવાનને આપણે માનીએ છીએ આપણે આ ભગવાનને માનીએ છીએ એને આપણે માનતા રહીશું તો આપણા ઘરમાં સુખ શાંતિ મળશે બદલાવ આવશે ઓકે